ભારતમાં સાંસ્કૃતિક રિવાજો અને માન્યતાઓ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે જેમ કે લગ્નના રિવાજો પછી જે માન્યતાઓ ધાર્મિક હોય છે ધર્મને લઈને તે પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ભારત અનેક રીતે અલગ છે સંસ્કૃતિની બાબતમાં જોઈએ તો ભારત એ પોતાની એક અલગ સંસ્કૃતિ ધરાવે છે જેમકે અલગ અલગ ધર્મનાં લોકો ભારતમાં એક જૂથ થઈને રહે છે મુસ્લિમ સમુદાય હિન્દુ સમુદાય પારસી શીખ જૈન વગેરે લોકો ભારતમાં એકજૂથ થઈને રહે છે તેમના બધા ધર્મની પોતાની અલગ અલગ સંસ્કૃતિઓ અને માન્યતાઓ છે અલગ અલગ રિવાજો છે તેમનું પોતાનું એક અલગ મહત્ત્વ છે ભારતમાં સાંસ્કૃતિક માન્યતાઓ એ છે કે અલગ અલગ ધર્મમાં જેમકે હિન્દુ મંદિરે જવાનું પસંદ કરે છે મુસ્લિમ તેમની મુસ્લિમ લોકો હોય છે એ નમાઝ પઢે છે જૈન હોય છે તે અલગ રીતે હોય છે પારસી હોય છે તે દેરાસરમાં જાય છે એવી રીતે અલગ અલગ માન્યતાઓ છે